હા બોલો હા બોલો

હા પણ તમને મારો નંબર કોણે આપ્યો તમને મારો નંબર મળી ગયો તેજલ બેન

ઓકે સારુ ચલો કઈ નહીં બોલો ને વાંધો નઇ ઓકે તમારું બજેટ કેટલું આશરે આપણે સુરતમાં કેટલા દિવસ માટે છો તમે હં હં ઓકે યસ યસ યસ હા હા

ઓકે તમે મોલ ને એવું ફરવાનું ગમશે ચાલશે ને ઓકે બધું જોવું છે ઓકે ઓકે એમ તો મારા સુરતની અંદર ઘણી બધી વસ્તુ જોવા જેવી છે પણ એક બીજુ તમને એ પણ કહી દઉં કે અહીં ટ્રાફિકની પ્રોબ્લેમ બહુ છે એટલે પ્લેસ આમ નજીક નજીક પણ છે હા હા હા હા હા તો બે દિવસ તમે અહીં છો તો તમને ખ્યાલ આવી ગયો હશે જો એમ તો અહીં ઓનલાઇન પણ ઘણી આપણી ઓલા ને આ ઉબેર આ તે બધું પણ ફરે તો છે જ તમે એકલા હોવ ને તો તો તમે એક મારી સાથે જ આવી જાઓ આપણે સાથે ફરીએ મારા મોપેડ પર જ બરાબર પણ હા મને જે હા મારી ટૂ વ્હીલર છે કોઈ પણ આપણે ગિરદી હોય તેમાંથી ગમે ત્યાંથી પસાર થઈ જશે કેમ કે અમે અહિયાથી કેટલા વખતથી રહીએ છે અમને આઇડિયા જ હોય કે કઈ રીતે કામ કરવાનું બરાબર અને જો તમે રિક્ષા કે એમાં જશોને તો તમને લૂંટશે એ ચોક્ખી વસ્તુ કહી દઉ કેમ કે તમે નવા છો એટલે તમને બરાબર ના ના મિટર નથી તમને એમજ ભાડુ કહેશે અને ટેક્સી ને એવું કરો તો પણ તમે એકલા છો એટલે તમને વધારે એ થશે હા તો તમે ચાર એક જણા હોવ તો ઓકે ઓકે ઓકે તો તમારે મોપેડ પર નહીં ચાલે હા તમે બે જણા છો ઓકે તમે બે જણા છો તો તમે અ ઓલા કે ઉબર કંઈ પણ કરી દો તમને એ સસ્તું પડશે બરાબર અને એ લગભગ બે પાંચ અ મિનિટમાં તમારે ત્યાં સુધી આવી જ જાય છે તમે જ્યાં હોય ત્યાંથી લોકેશન એ કરીને અ કરશો કે તમારે અહીં જવું છે તો એ તમને પહોંચાડી દેશે બરાબર ઓકે ના એપ એપ તમારે ડાઉનલોડ કરવી પડશે અને એની અંદર તમને બતાવી જ દેશે બરાબર હા હા ને એ તમે કેન્સલ પણ કરાવી શકો છો હા એ તમે અલગ અલગ નહીં યુઝ કરી શકો ના કે તમે એક પ્લેસ પર ગયા ત્યાંથી તમે એક ઉબરવાળા ને કરે એવુ કઈ નથી કે ઉબરવાળો તમને આખો દિવસ ફેરવશે બરાબર એતો એ તમે ફરતા હોય એ બિટવિન એ પોતાનો બીજો પેસેન્જર શોધી લે અને તમે પાછું જો એ એપ પર ઓર્ડર કરશો તો એ તમને બીજો નવો ટેક્સીવાળો મોકલી આપશે બરાબર એમાં એસી ને નોન એસી પણ પણ હવે તમારી ચોઇસ પ્રમાણે લઈ શકો એસી ના ચાર્જીસ થોડાક વધારે હોય છે બરાબર ને અને તમે બે જણા છો એટલે ટેક્સીમાં ના ના ના ના ના બહુ ફટાફટ આવી જાય છે બહું જ ફટાફટ આવી જાય તમે ઓર્ડર કરોને દસ પર્સનલ ગાડી વાળો હા એવા પણ છે તો તમારે આખા દિવસ માટે અમુક પ્લેસ તમને ફેરવી દઇશ અને લગભગ એ તમને પણ આખા દિવસનું છે એટલે એ તમારી સાથે આખો દિવસ ફરશે લગભગ તમને અઢીથી ત્રણ હજાર રૂપિયા તો લેશે બે જણા ના બરાબર જો તમને પોષાય એવું હોય તો તમને નંબર હુ સેન્ડ કરી દઉ તમે વાત કરી લેજો એમની સાથે ઓકે હા ઓકે સારુ ચલો થેન્ક યૂ હા